ટેક્નોલોજીથી બહાર જવું એ અઘરું તો છે જ પણ ઘણી વાર એવું થાય છે કે આ ટેકનોલોજી નવી નવી ટેકનોલોજી આપણને ફાયદાકારક પણ છે અને કંટાળાજનક પણ છે કે તમને જે લાઇક જે શાંતિ સુખ એ મળવું જોઈએ તે મળતું નથી સોસ્યલ મીડિયા પર તમે એક્ટિવ હોય તો એટલા બધા સવારના ઉઠયા ત્યારથી મેસેજ આ તે બધું જ ચાલું થઈ ગયું હોય કે તમને જરાક પણ બીજા કંઇ કામ કરવાનું કે બીજું કશું એનો અર્થ નહીં રહે એક વખત તો એમાંથી જ એટલા માટે જ જતો રહ્યો કે ચાલ આ બધાથી છુટકારો મળે એકદમ શાંતિ અનુભવાય એવું કંઇ નજીકનું સ્થળ શોધ્યું તો ટેકનોલોજીનો જ ઉપયોગ કરવો પડ્યો નેટ પર જ શોધ્યું તો અહીંયા સુરત જિલ્લાથી ચોંસઠ પાંસઠ કિલોમીટર દૂર જંગલ એરિયા કેવડી કરીને એક ઇકો ટુરિઝમનું એ લોક ગુજરાત ગવર્મેન્ટે ડેવલોપ કર્યું છે કે જંગલ એરિયામાં જ છે ને ત્યાં પહોંચ્યાં તો નહીં ટાવર આવે કે નહીં કશું મોબાઈલ હતો પણ ટેકનોલોજી કંઈ કામની નહીં તમારે ટેકનોલોજી જ કામની નહીં તો શું કરવાનું તમારો મોબાઈલ કે લેપટોપ કે આ તે પણ બસ એક ખૂણામાં મૂકી દીધું અને જંગલ એરિયા એટલી શાંતિ લાગે કે એક તમરૂં બોલે તો પણ એમ લાગે કે કંઈક વસ્તી છે એકદમ શાંત એરિયા બાજુમાં જ લેક હતું નદીનો બંધીયારો છે તેમાં હોડી બોટિંગ હતું બોટિંગ કર્યું સાંજે પછી બધા ભેગા થયા અમે બે ત્રણ જણા તો ટુરિઝમવાળા જ માણસો હતા તે લોકો અમને ટ્રેકિંગ માટે લઈ ગયા લગભગ દોઢ બે કિલોમીટર ઉપર ચઢ્યા અમે ડુંગર એરિયા અને જંગલ એરિયા એકલો ટ્રેકિંગ કરવાની એ બહુ મજા આવી અને ત્યારે મને લાગ્યું કે આ ટેકનોલોજી ફાયદાકારકે છે એનાં કરતા એનાથી જો શાંતિ લેવી હોય તો આ એરિયામાં આવો અહીંયા રહો તમે રહેવાની પણ બહુ સરસ છે વ્યવસ્થા અને જમવાની પણ વ્યવસ્થા હતી ટેકનોલોજીથી દૂર ગયો તો એટલી મજા આવી મને અઠવાડિયું દસ દિવસ અઠવાડિયું જ રહેવું હતું તેની જગ્યાએ હું દસ દિવસ ત્યાં રોકાયો અને દસ દિવસમાં તો એ જંગલ એરિયા એટલો બધો ફરી લીધો કે ખાંચે ખાંચો ખૂણે ખૂણો જોઈ લીધો અને બહુ જ મજા આવી ત્યાં જંગલ એરિયામા ંબધા નાના નાના પ્રાણીઓ મોટા હિંસક પ્રાણીઓ તો જોવા નહીં મળે પણ નાના નાના લંગૂર વાંદરાઓ હરણ હતાં ઘણું બધું જોવાનું મળ્યું ને ઘણું બધું શીખવાનું પણ મળ્યું બહુ જ મજા આવી